હેલ્લો હું પ્રતિભાબેન વાત કરું છું તમે હોસ્પિટલમાંથી વિક્રમ હોસ્પિટલમાંથી વાત કરો છો અમારે એવું છે કે મારા પાડોશવાળા ભાઈ છે ને તેમને છાતીમાં અત્યારે ખૂબ જ દર્દ દર્દ પીડા થાય છે તો તમે અત્યારે આવી શકશો પણ એમને બહુ જ દર્દ થાય છે અને તમે એમ્બ્યુલન્સ પણ મોકલી આપો તો વધારે સારું તો કેટલીવારમાં આવશે હું સરનામું આપું છું વિદ્યાનગર સોસાયટી વાણીયાવાડ નડિયાદ અને આપની હોસ્પિટલમાં શું શું ફેસિલિટી છે બરાબર આમ બીજો સ્ટાફ બી સારો છે ને અને એમને ઇસીજી કરવો પડશે

બરાબર તો હવે તમે એમ્બ્યુલન્સ મોકલી આપજો એટલે આપણે વહેલી તકે ટ્રીટમેન્ટ ચાલું થઈ જાય